ટીમ નિર્માણના લાભ ટીમ નિર્માણ એ કોઈપણ સંસ્થા કે કારોબારની સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહે છે એક મજબૂત ટીમ ન માત્ર કાર્યક્ષમતા વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે પણ ત્યાં લોકો વચ્ચે સમજૂતી અને સહકાર વધારવા માટે પણ જરૂરી છે જ્યારે લોકો એકબીજાની સારી રીતે સમજી શકતા હોય છે ત્યારે તેમના વચ્ચેના સબંધો ગાઢ થાય છે કાર્ય સ્થળમાં અસરકારક સબંધ હોય અને વિશ્વાસનું વાતાવરણ બને છે આ પ્રકારના કાર્યક્રમો સામે સામાન્ય રીતે સહ કર્મચારી મતલબ આપણી જે હારે વર્ક કરતાં હોય સામુહિક બધા આપણે જે કાર્ય કરવાની શક્તિ હોય એ વધારવા માટેની ગોઠવણ કરવાનું છે ટીમની નિર્માણ કરવાનું હોય તેમાં એ કાંઈ મોટું નથી કાંઈ વૈશ્વિક નથી પણ સામાન્ય રીતે કાર્યપ્રણાલી અને કાર્યક્ષમતાની ગુણવત્તામાં વધારા વધારો કરવાનું અને સુધારાનું સાધન છે એક સફળ ટીમ નિર્માણ કાર્યક્રમ કોને કહેવાય આપણે જે આપણે આપણે કોઈક કામ વધારવું છે તો આપણે આપણા જે જે વિશ્વાસુ હોય એનો વિશ્વાસ વધારવાનો આપણે કોઈપણ કાર્ય દ્વારા આપણે સહકર્મચારીઓને એકબીજા સાથે વધુ સારી રીતે ઓળખે અને આપણે એકબીજામાં વિચારો આપણે એકાબીજાને રજૂ કરીએ અને સમજે એવી રીતના કરવું જોઈએ આપણી જે કોમ્યુનિકેસન સ્કિલ છે એમાં વધારો કરવો જોઈએ ટુકડીના સભ્યો વચ્ચે સહકારની અને સ્પષ્ટ સંદેશા વ્યવહારની તાલીમ થતી હોય છે જે ભવિષ્યમાં વ્યવસાયિક સમસ્યાઓનો સરળતાથી ઉકેલ લાવે છે કોઈપણ પ્રોબ્લમ થાય તો એનાથી એ ઉકેલ લાવે છે કાર્ય ક્ષમતામાં વધારો કરે છે પછી આપણી આપણો જે બોન્ડ હોય આપણું જે સંગઠન છે એને ઉકેલવા માટે સભ્યોને સાથે મળીને કામ કરવાનું રહે છે જે તેમને એકબીજા સાથે કામ કરવા માટે તૈયાર કરે છે કામકાજની ક્ષમતા અને એ બધામાં વધારો કરે છે થિએટરમાં નાટકની પસંદગી કરવાની હોય છે તો આપણે કેવાં પ્રકારનું નાટક કરવું જોઈએ સામાજિક જોડાણની હોય છે વ્યક્તિઓની લાગણીઓ માટેનું જોડાણ છે પછી મનોરંજન અને આરામ માટેનું કોઈપણ પ્રકારનું જેમ ટીમ થિએટરમાં વધારો તો નાટક જોવા માટે જે ભેગા થાય છે તેના તેના માટેની ચર્ચા કરવાની એમની પાસેથી એમના રિવ્યૂ લેવાના કે ભાઈ આપણા માટે કઈ વસ્તુ ઓકે છે કોઈ નથી પછી નાટકની પસંદગી આપણે એ પ્રમાણે જ કરવાની કોઈક સોશિયલ વર્કર છે કોઈ સોશિયલ ક્વેસ્ચન છે એના ઉપર આધાર રાખીને આપણે એ વસ્તુને પારંગત કરવી જોઈએ સ્થાન પસંદ કરવું નાટક જોવા માટે લોકો ક્યાં આવવાના છે ક્યાં નથી આવવાના કેવી રીતના એ પહોંચશે પછી બૂક ટિકિટ બૂક કરવામાં જે મદદ થાય છે ને કે મતલબ એમાં આપણે કેવું ઇજીલી હેલ્પ થાય છે ટિકિટ બૂક કરાવવા માટે આપણે અગાઉથી બૂક કરી દેવું જોઈએ થિએટરમાં નાટકની ટિકિટ બૂકિંગ પહેલાં જ કરવાનું મહત્ત્વપૂર્ણ છે જ્યારે કોઈપણ ફિલ્મ કે નાટક એ મહત્ત્વપૂર્ણ અને ફેમસ હોય છે ને તેની ટિકિટ ટૂંક જ સમયમાં વહેલી વેચાઈ જતી હોય છે આપણે શરૂઆતના સમયમાં જ્યારે બહાર પડે ને કે ટિકિટ છે તો ત્યારે જ આપણું બૂકિંગ કરાવી લેવું જોઈએ